વાત છે ગુજરાતી લોકોની ગુજરાતી લોકો હાલની તારીખમાં પૂરાં દુનિયાભરમાં વસેલા છે ગુજરાતી લોકોની એક અલગ જ મજા અને એક અલગ જ પ્રકૃતિ છે કે એ બધા માણસ સાથે પોતાની સબંધની ભાવના દર્શાવવા માગે છે બધા સાથે સારો વ્યવહાર રાખે છે મીઠાબોલા હોય છે ક્યારેય પણ કટાક્ષ કરશે નહિ ગુજરાતી લોકો ગુજરાતી લોકો પોતાની ઓળખ અને સબંધની ભાવના દર્શાવવા માટે સૌ પ્રથમ તો ગમે તે હોય અન્ય અન્ય માણસ હોય એની સાથે થોડી વાતચીતમાં આવશે વાતચીતમાં આવ્યા બાદ તેનું રહેઠાણ તેનું ગામ તેની કઈ પ્રકૃતિ છે ઓળખ એ બધું પૂછશે વાતો કરશે પોતાનું બધું જણાવશે ગામડું જણાવશે કે પછી પોતાનું સિટી હશે તો એ જણાવશે બધું જણાવ્યા બાદ વિશેષ માહિતી માટે એ લોકો હજી ધંધાકીય થોડી પ્રવૃત્તિ માટે વાતો કરશે એવી રીતે ધીરે ધીરે આવી રીતની ભાષાનો ઉપયોગ કરી બહુ મીઠી ભાષાનો ઉપયોગ કરી બહુ સાદગીવાળી ભાષાનો ઉપયોગ કરી બહુ સરળવાળી ભાષાનો ઉપયોગ કરી બહુ માન સાથે બોલાવી માણસોને આવકારો આપે છે ગુજરાતી લોકો ક્યારેય કોઈને તુકારો આપતા નથી ગુજરાતી લોકો સેવાભાવનામાં માને છે બસ એમને પરોપકાર એ જ ભક્તિ એ જ રીતે એ લોકો વિચારે છે આગળ વધુ કંઈ ના કહેતા બસ ગુજરાતી લોકો બહુ મીઠાબોલા હોય છે એમનો સ્વભાવ બહુ સરળ હોય છે અને એમનો ભાવના તો એકદમ દિલદારી હોય છે કે બધાને મદદરૂપ થવું જોઈએ એ આ ગુજરતી માણસ હોય કે પછી એ બીજા દેશથી આવ્યો હોય ભારતનો હોય કે પછી એ બીજા દેશથી આવ્યો હોય ક્યારેય કોઈનું ખોટું કરવા ઈચ્છતો નથી એવી રીતની એમની ભાવના હોય છે પ્રણામ